હા હું વારંવાર પ્રવાસે જાઉં છું ગુજરાતમાં દ્વારકા નામનું મંદિર દ્વારકા નામનું મંદિર છે ત્યાં કૃષ્ણ ભગવાનનું મંદિર છે અને ત્યાં મનને શાંતિ મળે છે હું કૃષ્ણ ભગવાનને પર્સનલી કૃષ્ણ ભગવાનને બહુ જ માનું છું અને ત્યાં જઈને મારા મનને શાંતિ મળે છે તેથી હું ત્યાં વારંવાર ફરવા જવાનું પસંદ કરું છું